જો પ્રવાસોની અને વૅકેશનની વાત કરવામાં આવે તો હું દર ચાર મહીને વૅકેશન ઉપર જઉં છું કોઈ પણ મને જે મનગમતાં સ્થળો છે અથવા જે મને જવાનો શોખ છે એ સ્થળોની મુલાકાત લઉં છું વૅકેશન દરમિયાન હું એવું સ્થળ નક્કી કરું છુ જે કુદરતના ખોળેથી રંગાયેલું હોય હરિયાળી હોય પ્રાકૃતિક રીતે ખુબજ સુંદર હોય આવાં સ્થળોની હું આવાં સ્થળોને હું ખૂબ જ પસંદ કરું છું હું ગયા મહીને હરિદ્વાર ગયો હતો હરે હરિદ્વારમાં મને એટલો આનદ આવ્યો કે કહેવાય છે ને કે હરિદ્વારમાં સીધી સ્વર્ગમાંથી હવા આવે છે એ અનુભૂતિને મેં ખરેખર તે દિવસે જાણી પરંતુ હરિદ્વારમાં ઋષિકેશ કેદારનાથ જેવાં અનેક અનેક સ્થળોની મેં મુલાકાત લીધી અને જે આનંદ મને આવ્યો છે એ આનંદ આજ દિવસ સુધી કોઈપણ પ્રવાસમાં મને આવ્યો નથી